હું રાજકોટ સહેરમાં રહું છું એટલે કે રાજકોટ એ પેલા તો એક ગામડું જ હતું પણ જ્યારે જોઈએ હવે એમાં જોઈએ તો કે ફેરફાર થવા મંડ્યા છે પેલા ગામડું હતું હવે સિટીમાં ગણાય છે કેમ કે પેલા ઈ સાવ ગામડું હતું ત્યારે રાજા રજવાડો રેતા તો કે વંસજો પેલા રહેતા આયા તોકે જાડેજા વંસજ છે ઈ આખો આયા રેતો પેલા રાજાઓ હોય એટલે કે રાજાઓ તો પોતાનું વર્ચસ્વ ચલાવતા દાખલા તરીકે ઈ રાજા હોય અને નીચે એની નીચે પ્રજા કામ કરતી હોય એટલે કે રાજા જેમ કે એમ પ્રજાને કરવું પડે રાજા એક જ રાજા મુખ્ય હોય ઈ આખું ગામનું સંચાલન કરતાં એટલે કે રાજકોટ આખું સહેર છે જી પેલા ગામમાં આવતું ઈ રાજા કે ઈ પ્રમાણે એને કામ કરવાનું હોય છે પ્રજા ઈ પ્રમાણે ઓડર આપતા અમુક જેની પરિસ્થિતિ હાવ નબળી હોય તો ઈ રાજાના ગુલામ બનતા કે અથવા તો રાજા એને ગુલામ બનાવીને પણ કામ કરતાં પેલા પેલાના જે પૈસાવાળા હતાં ઈ લોકો ભણી સકતા પણ જી ગામડાના હોય ઈ આર્થિક રીતે પછાત હોય ઈ તો એની પાસે પૈસા ન હોય તો ઈ સું કરે કે મજૂરી કરીને પણ પોતાનું ભરણ પોષણ કરતાં અને અમુક એવા આર્થિક રીતે જી સાવ કામ નો કરી શકતા હોય અથવા તો એને પૈસા નો હોય અથવા તો પગની કે એવી તકલીફ હોય એમાં રાજા રજવાડાઓ એની મદદ કરતાં અને ઈ રીતે પેલાના જમાનામાં રેતા પણ હવે જોઈએ તો કે રાજકોટ એક સિટી થઈ ગ્યું છે સિટીમાં જોઈએ તો કે સિટી પ્રમાણે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સાધનો આયવા એટલે દાખલા તરીકે એમાં જોઈએ તો કે હિન્દુ અને મુસ્લિમો બંને પ્રજાઓ રેતી હિન્દુ પ્રજાઓનો ખોરાક આપડે જોઈએ તો કે દાળ ભાત સાક રોટલી એવી રીતે બધું નોનવેજ કે એવું નો ખાવામાં આવતું કાઠિયાવાડીનું ખાવામાં આવતું બોલી પણ કાઠિયાવાડીની જ જોવા મળે પણ મુસ્લિમમાં આપડે જોઈએ તોકે મુસ્લિમો નોનવેજ ખાય એની ભાષા ઉર્દૂ હોય ઉર્દૂમાં બોલે એના સું કેવાય ઓલે ગીતો ગવાતા હોય એનો ટાઈમ ટેબલ હોય ઈ પ્રમાણે નમાજ પઢવાની હોય એવી રીતે હોય પણ જ્યારે હિન્દુનું આપડે જોઈએ તો કે હિન્દુ તો મંદિરમાં જાય એ કથા કરે સત્સંગ કરે એના ગીતો ગવાય એવી રીતે હિન્દુ પણ બેય હિન્દુ અને મુસ્લિમ આખું વર્ચસ્વ અલગ છે પણ બેઓ સાથે અને સરખાપણું રઈને પણ રેય છે તો આપડે એમાં જોઈએ તો કે લોકોમાં સહવાસ એનું અસ્તિત્વ છે એમ કે પેલેથી એનું અસ્તિત્વ ટકી રર્યુ છે પણ જોઈએ તો કે રાજકોટ સહેર એટલે કે સિટી આવી ગ્યું આખું એટલે આધુનિકતા છે તો સહેરમાં એનું સ્થાન બદલાતું રેતું હોય એટલે કે એક લોકો જાય ને એક લોકો આવે એવી રીતે લોકોમાં તફાવત ગોળવા મંડે પછી પેલા લોકો દાખલા તરીકે ગુજરાતી રેતા હોય ગુજરાત માંથી આયવા હોય તો ઈ ગુજરાતી ભાષા શીખેલા હોય તો ઈ ગુજરાતી બોલે તો બીજા આવેલા હોય તો આપડે જોઈએ તો કે કોઈ અમુક હિન્દી બોલતા હોય અમુક કચ્છી બોલી બોલતા હોય એવી રીતે બોલી પ્રમાણે લોકો રહેવા આવે છે છતાં પણ તેમાં બંને વચ્ચે કોઈ સંઘર્ષ કે એવું નથી થાતું સહવાસથી બધા એક સાથે રે છે અને હિન્દુ મુસ્લિમો તો આખું વર્ચસ્વ જ અલગ છે છતાં પણ હિન્દુ મુસ્લિમો ન રેય છે અને પોતા પોત પોતાની રીતે રિયે છે તહેવારો ઊજવે હિંદુમાં જોઈએ તોકે હોળી ધૂળેટી ને એવા તહેવારો હોય પણ મુસ્લિમમાં બકરી ઈદને એવા રે પણ અમુક તહેવારો હિન્દુ પણ મુસલમાનના સ્વીકારે છે અને એનો તહેવાર અમુક ઉજવે છે પણ હિન્દુઓ એ મુસ્લિમો થોડાક સ્વીકારે ને થોડાક ન પણ સ્વીકારે પણ બેયને તકલીફ નથી થાતી બેય એક બીજા ને સમાજને સ્વીકારે છે ભળી મળીને રિયે છે અને સમાજ આવી રીતે આગળ વિકસતો થાય છે